હેલો સુપ્રભાત સર હું ઓનલાઈન લેપટોપ જોઈ રહ્યો હતો લેનોવોનું તેમાં મને એક ઓફર જણાવવામાં આવી હતી કે તમે પ્રોમો કોડ આ યુસ કરશો તો તમને આટલું કેશબેક મળશે તેના માટે મેં આપને કોલ કર્યો છે તો હું એ જાણવા માંગુ છું કે આ કેશબેક કેટલું મળશે અને એમાં કુલ રકમ મારે કેટલી ચૂકવવી પડશે જો આમાં કેશબેક લાગુ પડતું હોય તો મને કેટલો ફાયદો થશે કારણ કે મારે લેનોવાનું લેપટોપ લેવાનું છે તેના માટે મેં તમને કોલ કર્યો છે તો આ ખરીદીમાં કેશબેકમાં મને કેટલો ફાયદો થશે તે મને જણાવો અને કઈ કંપનીનું લેપટોપ લેવું જોઈએ તેમાં કેશબેક વધુ મળે તો મને જણાવો તો મારે વધુ પૈસા આપવા ના પડે અને કેશબેક પણ મારે પ્રોમો કોડનો યુસ થઈ જાય તેટલા માટે મને તમે કૃપા કરીને જણાવી શકો તો મને લાભ થાય અને મારી બચત થઈ જાય તેના માટે હું તમને કોલ કર્યો છે થેન્ક યુ સર આભાર